હા મેં રેલ ગાડીમાં સફર બહું કર્યો છે મેં તિરૂપતિ ગયો રામેશ્વર ગયો છું મુંબઈ ગયો છું વિરમગામ ગયો છું અમદાવાદ ગયો છું વડોદરા ગયો છું રામેશ્વર ગયો છું કન્યાકુમારી ગયો છું આ બધી જગ્યાએ મેં રેલ ગાડીમાં સફર કર્યો એની અંદર બર્થ મેં મેં ચેક કર્યુ છે એન્જિનનો ઘોંઘાટ બી સહન કર્યો છે પૈડાં પાટાનો બી અવાજ આવે છે ને બધું હું ફર્યો છું ટ્રેનની અંદર સુરત વડોદરા અમદાવાદ વિરમગામ દ્વારકા એ બધે હું ફરેલો છું